વર્ષો પહેલાં જૂના મોબાઈલ ફોન અને હાલના સ્માર્ટ ફોનમાં ખૂબ જ ઘણો તફાવત છે પહેલાં જૂના ફોનમાં સુવિધા નહોતી જેટલી હાલના ફોનમાં છે પહેલાંના સીમ કાર્ડ પણ એટલાં અપડેટ નહોતાં અને અમુક જગ્યાઓમાં પણ નેટવર્ક પકડાતું નહોતું હાલના સ્માર્ટ ફોનમાં નેટવર્ક કનૅક્શનની વાત કરી એ તો ટુ જીમાંથી ફોર જી ફાઈવ જી થઇ ગયું તેનો લાભ ઘણા લોકો લે છે અને પહેલાનાં ફોનમાં મેમરી કાર્ડ પણ એટલા બધા નહોતાં સપોર્ટ થતાં અને અત્યારના ફોનમાં કોઇપણ મેમરી કાર્ડ સપોર્ટ થઈ જાય છે પણ અત્યારના સ્માર્ટ ફોનમાં મેમરી કાર્ડની બહુ એટલી બધી જરૂર નથી પડતી કે સ્માર્ટ ફોનમાં એટલી ફોન સ્ટોરેજ હોય છે અને પહેલાંના સાદા ફોનમાં સો રૂપિયામાં એક મહિનાનું બેલેન્સ થઈ જતું અને અત્યારના ફોનમાં ત્રણસો રૂપિયામાં મહિનાનું બેલેન્સ થાય છે ને હું જીઓનું સીમ કાર્ડ વાપરું છું ને પહેલાંના સાદા ફોનમાં લોકો હચનું સીમ કાર્ડ વાપરતા હતા